ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ બાવીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ